ગુજરાતમાં મુખ્યત્વે બેન્કની અને ઈન્સ્યોરન્સ કંપનીની ઘણી સમસ્યાઓ રહેલી છે જેમાંથી તમને માહિતગાર કરું થોળી ઘણી સમસ્યાઓ વીશે તો એમાં મારા દ્રષ્ટીએ ચાર મુખ્ય સમસ્યાઓ છે એક તો છે લેણ દેણની ઘટ્યા દર એક છે ડિફોલ્ટ સ્રી બેન્ક ફ્રોડસ થાય છે તે અને ડિઝિટલ બેન્કિંગ અને ગ્રાહકને જે મુખ્યત્વે સેવાઓ મળવી જોઈએ તેમનો અભાવ તેમાં આપણે પહેલી સમસ્યા જોઈ તો લેણ દેણ લેણ દેણ ઘટતા દર ઘણા નાણાં અને મધ્યમ ઉદ્યોગોને બેન્ક લોન માટે કઠણાઈ અનુભવતા હોય છે જેના કારણે તેમના વિકાસમાં અવરોધ થાય આપણે લોન લેવા જઈએ તો આપણને આસાનીથી લોન મળતી નથી બેન્ક આપણી પાસેથી લગભગ લગભગ સિત્તેર ટકા તેમની લોનનું કોઈક વસ્તુ સામે ગીરવે મૂકે છે અથવા તો આપણી પગારની જી સ્લીપ હોય છે તેમાંથી ઓટોમેટિકલી કપાય છે એવી એવી રીતે બેન્ક આપણી પાસે કોઈપણ રીતે બંધાતી નથી અને આપણી પાસેથી વ્યાજ તો તે વસૂલે જ છે પરંતુ તે કોઈ રીતે આપને સરળતાથી લોન પ્રોવાઈડ નથી કરતી ત્યારબાદ છે ડિફોલ્ટ્સ ડિફોલ્ટસમાં પણ ઘણા પ્રોબ્લ્મ છે કેટલાક ઉદ્યોગો અને વ્યક્તિઓ લોનના ભંડોળ ચૂકવવામાં મળફત પાળે છે મળફત મતલબ કે ડિફોલ્ટ્સ લોન ચૂકવી નથી શકતા અથવા તો પૈસા છે છતાંય તેઓ લોકો જે હોય છે અમુક ફ્રોડસ્ટર જેમ કે નીરવ મોદી છે હર્ષદ મહેતા છે તે સ્કેમ્સ કરીને આપણી જી ભારતીય નાણાંકીય મુદ્રાઓ છે તેમનું દૂરઉપયોગ કરે છે આ બધી પોલિસી માંથી અને નિયમોમાંથી તે છટક બારી ગોતી લે છે અને જેના કારણે આમ જનતા છે જે સામાન્ય પબ્લીક છે તે પોતાના પૈસા બેંકમાં સેફ રાખી શકતી નથી તે એક સમસ્યા છે જે બેન્ક માટે પણ એક આર્થિક નુકસાનનું કારણ છે અને બેન્કને પણ આવી સમસ્યાઓનો સામનો ઘણી વખત કરવો પડે છે અને મોટા પાયે આવી બધી સમસ્યાઓ છે તે કંપનીસ હોય છે અમુક મોટા વ્યક્તિઓ હોય છે તે જ આવું કરીને વિદેશમાં ભાગી જાય છે વિજય માલ્યા જેવા વ્યક્તિઓ જેમની કિંગ ફિશર કંપની છે તે કરોડોનો ક બેન્કનો ડિફોલ્ટ કરીને વિદેશમાં અત્યારે વસે છે જેના ઉપર આપણી સરકાર કોઈ કાર્યવાહી કરી શકતી નથી કારણ કે તે જે સ્વિસ બેંકમાં પૈસા જમા કરે છે સ્વીઝર્લેન્ડની ત્યાં એવા નિયમો છે કે ત્યાંની બેન્ક ક તેના ખાતા ધારકની કોઈપણ માહિતી અન્ય વ્યક્તિને પ્રોવાઈડ કરતી નથી અન્ય સરકારને પણ નહીં તો આપણા માટે એ એક મુખ્યત્વે સમસ્યા છે મુખ્ય સમસ્યા છે ત્યારબાદ આવે છે ડિઝિટલ બેન્કિંગ ડિઝિટલ બેન્કિંગમાં પણ આપણે જોઈ શકીએ છીએ ઘણી વખત આપણી સાથે ફ્રોડ થઈ જાય છે જેમ કે થોડાક દિવસો જ પહેલા હું જ્યારે ગાડીમાં પેટ્રોલ ભરાવા ગ્યો ત્યારે એક વ્યક્તિનું મને કોલ આવ્યો કે તમારા ખાતામાં ત્રણ હજાર રૂપીયા જમાં થાય છે તમે ઓટીપી આપી દો એટલે ઓટોમેટિકલી તમારા ખાતામાં પૈસા જમાં થઈ જશે અને મેં જેવું ગૂગલ પે ખોલ્યું ત્યાં તો પૈસા ડેબિટ થવાનો મેસેજ આવતો હતો એટલે જો હું ઓટીપી નાખું અથવા તો મારો પિન નંબર છે ગૂગલ પેનો એ દાખલ કરું તો ઓટોમેટિકલી પૈસા કપાઈ જાય અને એ ત્રણ હજાર મારા ખાતામાં જમા ન થાયને તે કપાઈ જાય તો આવી બધી ઘણી બધી સમસ્યાઓ છે જેમ કે એટીએમ પણ છે હવે ધારો કે એટીએમમાં આપણે જ્યારે પૈસા કાઢવા જાઈએ અને કોઈક ખામી સર જ્યારે એટીએમમાં મોસ્ટ ઓફ હવે તો લાઈટ જવાના કે એનર્જી જવાન પ્રશ્ન નથી રહેતા પણ ઈનકેસ જો લાઇટ વઈ જાય તો આપણા પૈસા એટીએમમાં અટવાઈ જાય અને આપણે જ્યારે કોઈ જરૂરિયાત હોય મુખ્યત્વે જરૂરિયાત હોય અને ત્યારે જ આપણા પૈસા અટકી જાય તો તે આપણા માટે મુશ્કેલી જનક છે ડિઝિટલ બેન્કિંગમાં સિક્યોરિટીના પણ ઘણા પ્રોબ્લ્મ આવે છે આપણી માહિતીની બેન્ક છે તે આપણી માહિતી અન્ય લોકોને પ્રોવાઈડ કરે છે જેના દ્વારા લોન ની જે ઈન્સ્યોરન્સ કંપનીઓ છે તે આપને ફોન કરી કરીને પરેશાન કરે છે અને જેમના દ્વારા આપણે લોન ન લેવી તો ફરજિયાત લોન લેવી પડે છે એવી પણ સમસ્યાઓ આપણે ફેસ કરવી પડે છે ત્યારબાદ આવે છે ગ્રાહક સેવાનો અભાવ એમાં ગ્રાહક સેવાના અભાવમાં ઘણી બેન્કો સરકારી બેન્કો હાલમાં પણ એવા કર્મચારીઓ ધરાવે જે કે સરખી રીતે કોઈને જવાબ જ નથી દેતા પૂરતી માહિતી બેન્ક વીશેની પૂરી જ નથી પાડતા જેના કારણે વ્યક્તિને સેવાઓનો અભાવ જોવા મળે છે ગ્રાહક સેવા યોગ્ય રીતે આપવામાં નથી આવતી જેના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આથી આપણો સમયનો ખૂબ જ બગાડ થાય છે અને સંસાધનોનો પણ ખૂબ બગાડ થાય છે તેઓ લોકો પૂરતા પ્રમાણમાં પગાર લે છે પણ તેમનું યોગ્યતાથી તેઓ કામ કરી જ નથી રહ્યાં જેના લીધે આપણે હેરાન થવું પડે છે ત્યારબાદ આવે છે વીમા કંપનીની સમસ્યાઓ વીમા કંપનીમાં હું અત્યારે હાલમાં પણ હું એલ આઈ સી લાઈફ ઈન્સ્યોરન્સ ક કોર્પોરેશનમાં હું અત્યારે એજન્ટ તરીકે જોઈન છું તેમાં પણ ઘણી સમસ્યાઓ હું ફેસ કરું છું જેમાં આ લોકોને જેમાં પ્રથમ સમસ્યા લોકોની જાગૃતિ જ નથી વીમા પ્રત્યેની લોકોને હજી પણ એવું જ લાગે છે અમુક ફ્રોડ જે ભૂતકાળમાં થઈ ગયા છે તેમના કારણે લોકોને એવું જ લાગે છે કે આપણા પૈસા ક્યાંકને ક્યાંક ફસાઈ જશે અને આ લોકો બધાય સ્કીમ કરીને નીકળી જશે અને આપણા પૈસા પાછા નહીં મળે આ લોકો હજી એવું જ મનમાં રાખીને બેઠા છે તો એ થોડીક જાગૃતિની લોકોમાં જરૂરિયાત છે વીમા કંપનીઓ ખૂબ સારું કામ કરી રહી છે કોટક લાઈફ ઈન્સ્યોરન્સ છે પછી મહિન્દ્રા કંપની છે મહિન્દ્રા મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ છે પછી અન્ય ઘણી કંપનીઓ જેમાંથી મેન જી કંપની છે એલ આઈ સી છે એલ આઈ સીનું પણ કામ ખૂબ સારું છે અને લોકોને પૂરતી સેવાઓ અને માહિતી આપીને પછી જ પોલિસી આપે છે તો તો એક સારી વાત કહેવાય અને એક નબળી વાત પણ કહેવાય કે અમુક લોકોમાં જાગૃતિ જ નથી અમુક પ્લાન વીશેની અમુક માહિતી જ નથી જેના કારણે લોકો તેમના પૈસાનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી અને તેમના ભવિષ્યને સુનિશ્ચિત કરી શકતા નથી તો આ એક સમસ્યા છે ત્યાર બાદ આવે છે વીમા દાવાનો વિલંબ વીમા દાવા વિલંબમાં કેવું થાય છે કે લોકોને ધારો કે કોઈ આગનો વીમો લીધેલો છે અને ગોડાઉનમાં ફાયર થઈ હોય અને પચાસ લાખ રૂપિયાનો કપાસ બળીને ખાખ થઈ ગયો તો વીમા કંપનીઓ ખૂબ જ વાર લગાળે છે પચાસ લાખ હાલના સમયમાં કોઈ નાની રકમ નથી અને વીમા કંપનીઓ ખૂબ જ વધારે સર્વે કરે છે ને આમ તેમને લોકોને ગૂંચવણમાં નાખીને એટલું બધું પ્રયાસ કરે છે કે બનતો એટલો પ્રયાસ કરે કે તેમને સામે વાળા વ્યક્તિને વિમોની પાકતી રકમ મળી જ ન શકે કેમ કે કંપનીઓને એવું જ લાગે છે કે વ્યક્તિએ પોતે આ બધું કારસ્તાન કરીને પૈસા મેળવવા માટે આ બધું ય કર્યું છે જેમાં વિલંબ થાય છે એના લીધે લોકોને ખૂબ સમસ્યા વેઠવી પડે છે ત્યારબાદ મુખ્ય સમજણનો અભાવ જેમ આપણે પહેલા મુદ્દામાં વાત કરી કે જાગૃતિ જ નથી લોકોમાં તો લોકોમાં લોકો પાસે અત્યારે સમજવાનો એટલો સમય પણ નથી કે આપણે વીમા કંપનીઓ તે કઈ કઈ રીતે લાભ મેળવી શકીએ છીએ આપણું ભવિષ્ય કઈ રીતે સુનિશ્ચિત થાય છે તેમના નિયમો શું છે એવું લોકોને જાણવાનો પણ ટાઈમ નથી જેના લીધે પણ આપણે થોડા હેરાન થઈએ છીએ ચોરી અને ઠગ આ છેલ્લો પોઈન્ટ છે આ મુખ્યત્વે આપણા જી ચાર પોઈન્ટ હતા વીમા કંપનીના પડકારો એમાં

તો એમાં એજન્ટે તેમને કીધેલું કે તમને આટલી આટલી રકમ આટલા વર્ષો પછી બોનસમાં મળશે તો થોડા વર્ષો પછી થયું એવું કે લગભગ પંદરેક વર્ષ પછી જી પાકતી રકમ મળવાની હતી તે તો મળતી જ હતી પણ જે એક પોલિસી હોલ્ડર હતા જે પોલિસી ધારક એમને એ રકમ મળવાની હતી પણ જે રકમ તેમને બોનસમાં મળવાનું કીધું હતું એ કોઈ રકમ તેમને મળી જ નહીં અને એ રકમ વચ્ચેથી વીમા એજન્ટ મેક્સ લાઈફ ઇનસોરન્સ કંપનીનો વીમા એજન્ટ તે રકમને પોતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી અને કસ્ટમર સાથે ફ્રોડ કર્યો આવી રીતે તો આવા બધા પડકારો આપણી સામે વીમા કંપની અને બેન્કિંગ ફિલ્ડમાં જોવા મળે છે અને તેમના ઉકેલ માટે પણ હું થોડીક સલાહ આપવા માંગીશ તેમના ઉકેલ માટે શિક્ષણ અને જાગૃતિ ખૂબ જરૂરી હે તો આપણે થોળા કંપની અને બેન્કિંગ સિસ્ટમથી થોડાક અવગત થઈએ અને આપણા જે હકો છે અને આપણી જે ફરજો છે તેમના પ્રત્યેની તેમના વિશે માહિતી મેળવીએ તો આપને ખૂબ ફાયદાકારક છે અને ત્યારબાદ ડિઝિટલ પ્લેટફોર્મ છે તેમનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ હાલમાં ગૂગલ પે ફોન પે ભીમ એપ્લિકેશન છે ભીમ આપણા ગુજરાતનું નહીં પણ આપણા ભારતે જ ડેવલપ કરેલી એપ્લિકેશન છે જે હાલ ડિઝિટલ પેમેન્ટો વોલ વલ્ડમાં લગભગ બધા જ કન્ટ્રીસમાં આપણું ડિઝિટલ પેમેન્ટ એકસેપટેડ છે અને તે આપણા માટે ખૂબ ગર્વની વાત છે એટલે ડિઝિટલ પ્લેટફોર્મને આપણે અપનાવવું જોઈએ ત્યાર બાદ પ્રતિક્રિયા માટે ગ્રાહકોના અભિપ્રાયને ધ્યાનમાં લેવું અને તેમની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા માટે પગલાં ભરવા જોઈએ જેમ આપણે આગળ વાત કરી એ જ રીતે કે ગ્રાહકોની જેમ જવાબદારી છે પૂરતી માહિતી એકે એક શબ્દથી એકે એક લીટીની મેળવી તેવી જ રીતે જવાબદારી જેતે એજન્ટો કે જે તે બેન્કિંગ કંપની જેતે ફાઈનાન્સ કંપનીની પણ છે કે તે પૂરતી માહિતી તેમના ગ્રાહકને આપે પૂરતો લાભ જે પોતાના ગ્રાહકને આપી શકાય એમ હોય તે લાભ વિષે માહિતગાર કરે અને એ તેના દ્વારા જાગૃતિ લાવે અને તેમના દ્વારા કસ્ટમરને અને કંપનીને બંનેને ફાયદો થાય એવી માહિતીની આપ લે કરવી જોઈએ તો આ મારા સજેસન હતા થોડાક થેન્ક યુ